હેલો હું ગયા અઠવાડિયે તમારી ટ્રાવેલ એજન્સીની કેબ કાર લઈ ને મહુડી ગયો હતો હવે ફરીથી મારે તમારી કાર સર્વિસની જરૂર છે માટે તમે સેડાન કાર નીચેનાં સરનામે મોકલવા વિનંતી છે મારું સરનામું નોંધી લેજો શાયોના ગ્રીન ગોતા અમદાવાદ ત્રણ આઠ શૂન્ય શૂન્ય એક છ હું તમને તમારી મોબાઈલ ઍપમાં મારી રિકવેસ્ટ પણ મોકલું છું જેથી કરીને ઍપ સમયસર મને પિકઅપ કરવા માટે આવી જજો તમારો આભાર